રમતો આપણા જીવનમાં એક ખૂબ મોટો ભાગ ભજવ ભાગ ભજવે છે રમતોથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તેમાંય જો આપણે ગ્રામ્ય સાંસ્કૃતિક રમતોની વાત કરીએ તો તેમની તો વાત જ જુદી છે મને યાદ છે કે જ્યારે મેં નાનપણમાં ઘણી રમતો રમી હતી જેમકે કબડ્ડી ખો ખો શતરંજ કેરમ ફૂટબોલ પછી ગીલ્લી દંડા સાત તિકડી જેવી ઘણી બધી સાંસ્કૃતિક રમતો રમી હતી ખૂબ જ મજા આવતી અમે મિત્રો બધા મળીને એ બધી રમતો રમતા પછી આપણે અમે રમતો રમાઈ જાય પછી ઘણી વાતો કરતા પણ એનું એક સાંસ્કૃતિક મહત્ત્વ છે આપણાં દેશમાં ઘણી સાંસ્કૃતિક રમતો છે જે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી છે જેમકે કે કબડ્ડી ખો ખો શતરંજ કેરમ જેવી ઘણી બધી રમતો છે આ રમતોને આપણે જો જાળવી રાખવી હોય તો શું કરવું તો સૌપ્રથમ તો કોઈ પણ વસ્તુને આપણે વર્ષો શું સું સુધી જા જાળવી રાખવી હોય તો તેમ તેને આપણે ફેલાવી પડે આપણે તેને આખા જગતમાં ફેલાવવી પડે અને તે જ આપણે કર્યું છે જેમકે કબડ્ડી ખો ખો શતરંજ કેરમ જેવી ઘણી બધી રમતો છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તળે સ્તરે ખૂબ જ પ્રખ્યાત બની છે આજે કોરિયા અમેરિકા ચાઈના પછી ઈરાન જેવા ઘણા બધા દેશો કબડ્ડી ની ટીમ પોતાની બનાવે છે ખો ખો પણ એક ઓલમ્પિકની એક રમત છે શતરંજ શતરંજના ઘણા બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે જે ખૂબ જ પારંગત છે એ રમતમાં કેરમ પણ એક આંતરરાષ્ટ્રીય ખૂબ જ સારી ગેમ છે આવી રીતે જો આપણે આપણી સાંસ્કૃતિક રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવીશું તો તે આપમેળે જળવાઈ રહેશે જેમકે હજ હજી આપણે જો આપણાં જે બાળકો છે જે આવનારી પેઢીઓ છે ત્યાં સ તેના સુધી આ રમતોને આપણે પહોંચાડવી હોય તો તેઓ આ રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી જોશે જોશે એટલે તેમને પ્રેરણા મળશે તેઓ પ્રેરિત થશે કે અમારે પણ આ રમવું જોઈએ અમારે પણ આગળ વધવું જોઈએ તેથી આપણી ગ્રા ગ્રામીણ રમત આ રીતે સચવાઈ શકશે લોકો વર્ષો સુધી બાળકો રમશે એ રમતોને ઘણી બધી હજી રમતો છે જેમકે કેરાલામાં વાલમ કાલી નામની એક રમત છે જેમાં ઘણા બધા લોકો એક સાથે એક હોળીમાં હોળીમાં તે દોડ કરે છે વો એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે ઘણા બધા લોકો એક સાથે એક હોળીમાં દોડ કરે છે તેવી ઘણી બધી ટીમો હોય છે તો એવી રીતે આપ આપણી ઘણી બધી રમતો છે તો તેને જો આપણે આગળ વધારવી હોય તો તેને આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવી પડશે જે આપણા દેશે ખૂબ જ સારી રીતે કર્યું છે કબડ્ડીના ઘણા બધા ખેલાડીઓ આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે જેમકે અનુપકુમાર રાહુલ ચૌધરી જેવા ઘણા બધા ખેલાડીઓ છે જે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સારા મૂકામે પહોંચી ગયા છે હવે તે તેમના જે ફેન્સ છે તેમના જે તેમના જે ફેન્સ છે તે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધા જ છે નાના બાળકો જ્યારે તેમને રમતા જોએ છે ત્યારે તેમણે પણ એવી પ્રોત્સાહન મળે છે કે અમારે પણ કબડ્ડી રમવી જોઈએ અમારે પણ આગળ વધવું જોઈએ અમારે પણ દેશનું નામ રોશન કરવું જોઈએ આવી રીતે આપણા દે દેશની રમતો આંતરરાષ્ટ્રીય સ સ્તરે જળવાઈ રહે છે એટલે ગ્રામીણ સ્તરે પણ જળવાઈ રહે છે